વિવિધતામાં એકતા એ ભારતની ઓળખ છે ભારતના ખોરાકમાં પણ ઘણી વિવિધતા જોવા છે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારનું ભોજન લેવામાં આવે છે અને એ સમગ્ર ભારતમાં ખૂબ લોકપ્રિય છે ભારતના ખોરાકમાં મુખ્યત્વે ઘઉં ચોખા અને બટેટાનો ઉપયોગ થાય છે ભારત વિષુવવૃત્તમાં આવેલો પ્રદેશ હોવાથી અહીં ગરમ ગરમ ખાવાની આદત હોય છે તેલમાં વઘારી અને તીખું બનાવીને ખાવાની લોકોની ઈચ્છા હોય છે ભારતના ગરમ મસાલાઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે મરી મરચાં મીઠું હળદર ધાણાજીરું વગેરે ભારતના ખોરાકમાં રોજ વપરાય છે પશ્ચિમ ભારતમાં દાળ ભાત શાક રોટલીનું ચલણ વધારે છે ખાસ કરીને ગુજરાતમાં જઈએ તો ચણાના લોટમાંથી ફરસાણ બને છે જેવા કે ઢોકળા હાંડવો એ વગેરે ખાતા હોય છે ઉત્તર ભારતમાં પરાઠા અને પનીરના શાક દૂધની આવી વસ્તુઓ વધારે બનતી હોય છે જ્યારે દક્ષિણ ભારતમાં જઈએ તો ઇડલી સંભાર મસાલા ઢોંસા વગેરે આ વસ્ત વગેરે વસ્તુઓ લોકપ્રિય હોય છે આમ ભારતમાં ખોરાકમાં ઘણી વિવિધતા છે અને બધા જ ભારતીઓ અલગ અલગ પ્રાંતનો ખોરાક ખૂબ ખુશી ખુશી જમે છે